સાડત્રીસ એક હજાર બાવીસ તેત્તાલીસ હજાર છસો ઈઠ્યોતેર ત્રણ લાખ આઠ હજાર પાનસો ઓગણસિત્તેર સાત લાખ સોળ હજાર બસો પિસ્તાલિસ